મારા મનપસંદ સ્થળો આ મુજબ છે એક ઝૂ પ્રાણી સંગ્રહાલય ઝુમાં કુદરતી સુંદરતા અને વન્ય પ્રાણીઓનું સંમેલન છે જે પરિવાર સાથે સમય વિતાવવા માટે શ્રેષ્ઠ છે બે તળાવની બાજુની બાગ અહીં શાંત વાતાવરણ અને તળાવનું મનોહર દૃશ્ય છે સાંજના સમયમાં ત્યાં ફરવું ખાસ આનંદાયક હોય છે ત્રણ શહેરી હેરિટેજ સાઇટ્સ અહીં શહેરી વારસાનાં દૃશ્યો અને ઈતિહાસને શોધવાની તક મળે છે જે તમને શહેરના પૌરાણિક માળખા અને સંસ્કૃતિ વિશે વિસ્તૃત માહિતી આપે છે આ સ્થળો તેમના પોતાના વિશિષ્ટ્તા માટે મને પસંદ છે જેમકે કુદરતી સૌંદર્ય શાંતિ અને શહેરી વારસાની અનુભૂતિ